અમને ફરવાનો ઘણો શોખ છે એટલે બધા ઘણા બધા રાજ્ય રાજ્યમાં ફરેલા છે જેવા કે ઉત્તરાંચલ પછી આ બાજુ બધે જ બધા જ દેશોમાં ફરી આવેલા છે ખાલી આસામમાં બાકી છે ગોવા ફરી આવેલા છે કાશ્મીર ફરી આવ્યા છે શિમલા કુલુમનાલી મ મધ્યપ્રદેશ બધું જ ફરી આવેલા છે તેમાં સૌથી વધારે આનંદ જો મળે તો કાશ્મીરમાં કાશ્મીરમાં બોટિંગ કરેલું હતું બધે બરફમાં સ બધે ફર્યા સ્લેજ ગાડીમાં ફર્યા બધે ફરવાની ઘણી બધો આનંદ મળ્યો બધા જ બધા જ ગુજરાતમાં બધા જ ગુજરાતમાં દરેક દેશમાં રાજ્યમાં ફરી આવેલા છે અહીંયાં બી અમે કાં હ આપણે સિક્કિમ છે નેપાળ છે દાર્જીલિંગ છે બધા જ દેશોમાં બધા જ રાજ્યોમાં અમે મુસાફરી કરેલી છે ફરવાનો ઘણો આનંદ મળે ટ્રેનમાં બસમાં ટેમ્પો ટ્રાવેલ્સમાં પ્લેનમાં બધામાં જ બેઠેલા છીએ ઘણો આનંદ મળેલો એનો ઘણો આનંદ કર્યો છે અને મજા પણ આવે ઘણા ફરવાની ફરવાનો આનંદ જ જુદો હોય છે અમારા બેંકમાંથી મળતા એક પણ એલટીસી અમે છોડ્યા નથી છોકરાઓ સાથે છોકરાઓને લઈને ગ્રૂપમાં ફ્રેન્ડ સર્કલમાં બધે જ આ ફરીન ઘણો આનંદ કર્યો છે હજુ પણ અમારો મુસાફરી ચાલુ જ છે થોડો સમય થાય એટલે અમે ફરવા જઈએ સાપુતારા જઈએ કે કોઈ પણ બે ચાર બે ચાર દિવસની ટૂરમાં વર્ષમાં બે ત્રણ વખત ટૂરમાં અમે જતાં જ હોઈએ છીએ મુસાફરીનો મ મેન હેતુ છે બધા ભેગા થઈને આનંદ કરો ફરવાની મજા તો ઘણી બધી આવે પણ સાથે ફરવાની વધારે મજા આવે પહેલા બાળકો સાથે ફર્યા હવે ફ્રેન્ડ સર્કલ સાથે ફરીએ છીએ બધા જ ફરે ભેગા થઈને સૌ આખું ગ્રુપ ફરવા જઈએ છીએ મુસાફરીમાં થોડી સગવળ પડે અગવળ પડે બધું તો પડે જ પણ એનો આનંદ જુદો હોય છે મંદિરો મંદિરોમાં બી ગયા છે જગન્નાથપૂરી છે મધ્યપ્રદેશના મહાકાલેશ્વર ઓમકારેશ્વર બધા જ મંદિરોમાં ફર્યા છે તો એમાં ખજુરાહો ગયા છે પછી આ બાજુ બી જબલપુર ગયા છે બધા જ જગ્યા પર અમે આખું પંદર દિવસની ટૂરમાં આખું મધ્યપ્રદેશ ફરવા ગયા ત્યાં બહુ આનંદ મળ્યો મજા આવી એનો કઈ આનંદ જ જુદો હોય છે ફરવાનો આનંદ તો દરેક માણસે બહાર થોડો સમય થાય એટલે જવું જ જોઈએ આનંદ કરવો જ જોઈએ સરકાર પણ વ્ય બધાને આપે છે એલએચસી આપે તેનો ઉપયોગ કરીને લોકોએ આ પોતાના કુટુંબ સાથે પણ આનંદ કરવો જોઈએ